આમ તો આપણા ગુજરાતમાં ગામ ગામે જોવા જઈએ તો ઘણા નવા નવા અનુભવો થશે અને ત્યાં આગળ આપણને જોવા જેવું બિ ઘણું લાગશે તેમ કરી ઘણા છે ઘણા છે એમ જોવા જઈએ તો સુરતમાં માંડવીમાં છે પછી શિવરાજપુર કરીને છે જેમ કે અમદાવાદમાં થોળ કરીને જગ્યા છે ત્યાં બિ સવારથી સાંજ સુધી આપણને એક દિવસની પિકનિક માટે જવું હોય તો જવાની મજા આવે છે અલગ અલગ એક્ટિવિટીઝ થાય છે ત્યાં આગળ પછી સુરતથી આગળ બારડોલી જઈએ ત્યાં ડેડીયાપાડા કરીને છે તે તેનાથી એ નજીકમાં જ નીનાય વૉટરફોલ કરેલો છે જે આપળે બહુ જાણીતો નથી ત્યાં બિ આપણો આખો દિવસ મજા મસ્તી કરવામાં નીકળી જાય છે એક ગુજરાતનું ખૂબ જાણીતું અને જૂનું જે સ્થળ છે અને તેને આપણે સન ટેમ્પલ તરીકે જાણીએ છીએ પણ લોકોમાં હજુ તેની ખૂબ ઓળખ નથી થઈ નવલખા કરીને છે દ્વારકાથી લગભગ પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને કહેવાય છે કે આ સન ટેમ્પલ છે તો તેની મુલાકાત પણ આપણે લઈ શકીએ એમ છીએ એની પ્રણાલી એટલા પથ્થરોથી બનાવેલી છે કે જેને એમ કહીએ કે વૈજ્ઞાનિકો બિ એનામાં રિસર્ચ કરે છે આવી આવીને કે જે એકોમોલોજીસ્ટ લોકો છે તેને આ બધું કેવી રીતે પહેલાના જમાનામાં કારીગરોએ બનાવેલું હશે કે જેનું કોઈ નીચે બેઝ નથી હોતો કંઈ એનુ કંઈ એ લોકો તારણ કાઢી જ નથી શકતા એને માટે આપણે ખૂબ મહેનત કરવી પડે છે એ લોકોને